કાર ડ્રાઇવર બોલો બરાબર છે તમે દેખાતા નથી પણ હાથ અચ્છા અચ્છા આ રહ્યા દેખાયા દેખાયા બરાબર બરાબર અરે હા તમે જ છો અને આપણે અહીંયા જવું હોય વડોદરા શું હાલો આપણે વડોદરા જવું હોય તો તમે શું ભાડું લેશો આજે મારે આણંદ જ જવાનું હતું પણ વડોદરા આજે જવાનું થયું

બરાબર ચાલો બેસી તો જાઉં પછી ભાડાંની વાત કરીશું અને એસી ચાલું થશે હા એસી ચાલશે એસી તો લાગતું નહીં કે ચાલું થાય બરાબર બરાબર છે સારું ચાલો આગળ તો જવા દો આ વડોદરા જવામાં કેટલી વાર લાગશે આપણને બરાબર પણ હજુ તમે એસી ચાલું ન કરી બરાબર હવે મારે ત્યાં મિટિંગ છે તો મારે પાછું બરોડાથી આવી જવાશે સારું ચાલો પણ એસીનો ગરમ ગરમ હવા આવે છે બરાબર પણ ઠંડી તો આવતી જ નથી એસીની હવા એમ છે અચ્છા બરાબર છે તો એવું હોય તો એસી નવી નખાવી દો

હા હવે લાગ્યું મસ્ત ઠંડુ ઠંડુ બરાબર છે હવે લાગ્યું

હા વડોદરાથી અને મને પાછું લઈને આવશો પછી પણ પાછી એસી કામ કરશે ને પછી બરાબર અચ્છા તો મને એસી વગર ફાવતું નથી એટલે હલો હા હવે ત્યાં અમારે એસીમાં ને એસીમાં રહેવાનું એટલે

સાહેબ પાછી હવા ગાયબ થઈ ગઈ ગરમ ગરમ હા